આ મારે આધારકાર્ડ જોઈતુ હતું મારો એક પાસપોર્ટનો પ્રોસેસ છે મેં તમને આગળ એક બે વાર ફોન કર્યો હા એટલે એમાં એવું થાય છે કે જ્યારે નંબર નાંખે છે મારો આધાર કાર્ડ જેમ સીધો એ થઈ ગયો હજુ હું પોર્ટલ પર ગયો પોર્ટલ પર તમારો ઓપ્શન છે કે જેમા તમારો બર્થ ડેટ નાખો એ બર્થ ડેટ પણ નાખીએ છીએ એડ્રેસ માટેનું અડ્રેસનું પૂરુ એડ્રેસ નાખીએ છે એ પણ પછી અંદર પ્રોપરલી પૂરું આવતું નથી હા એનું ઓટીપી જ નથી આવતું હા એવુ થાય છે હા એટલે ઓટીપી પ્રોપર નઈ આવે એને લીધે પછી આગળ થતું નથી એ વસ્તુ આ તો પછી એના માટે શું કરવાનુ શું

હા હા એ પોર્ટલ પર જ છે બધી વસ્તુ ચેક કરી બધું કમ્પ્લીટ કર્યું છે એ પોર્ટલ પ્રમાણે જ છે તમારા નંબર બીઝી આવે છે જરા અમથા કામ માટે અમારે હા હા અમારે આટલુ જરૂરી કામ હોય પછી તમે એને રીપ્લાય નથી કરતા અરે મારી પાસપોર્ટની ડેટ આમાં ચાલી જશે તો એક આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે મારે આટલા બધા ફોન કરવાના એવું કેવી રીતે થાય એ તમારે ગોઠવવાનો છે ને તમે જે મને કહો એ પ્રમાણે ગાઈડ કરો આ ચોથો પાંચમો ફોન છે એન્ગેજ આવે છે તમારો ફોન તમારે આવી સર્વિસ છે આટલું બધું મતલબ કંટીન્યુ આવું જ રહેવાનું હોય પછી તમારી થઈ શકવાનું છે નહીં તો અમારે પછી સ્પેશિયલ તમારી સેન્ટ્રલ ઓફિસમાં તમારી કમ્પ્લેન કરવી પડશે કે આ રીતે બિનજરૂરી હેરાનગતિ થાય છે ના ના આવું ના હોયને એવું કઈ રીતે કરો છો તમે